અમે પુસ્તકો દુકાનમાંથી ખરીદીએ છીએ અને ઘણીવાર ઓનલાઈન મારફતે પણ મંગાવીએ છીએ મેં મંગાવેલી ઓનલાઈન પુસ્તકો મને ઘણી ઓછી કિંમતે મળી રહે છે અને મારા કોલેજ જવાના રસ્તામાં પણ ઘણી બધી એવી દુકાનો આવે છે જ્યાં હું પુસ્તકો ખરીદું છું અને મને સારા એવા પુસ્તકો પણ મળી રહે છે જ્યાં બધા જ વિદ્યાર્થીઓ લેતા જ હોય છે મારા ઘરની બાજુમાં પણ બે દુકાન છે જ્યાંથી હું હંમેશાં પુસ્તક ખરીદું છું અને હું ભણવા સિવાયની પણ ઘણી બધી પુસ્તકો ખરીદું છું કેમ કે મને વાંચવાનો ઘણો શોખ છે અને હું કોલેજની પુસ્તકો પણ ત્યાંથી જ ખરીદું છું મેં વાંચેલી બધી જ પુસ્તકો હું જરૂરિયાતવાળા માણસને આપું છું નહીં તો હું જે જ્યાંથી મારા પુસ્તકો ખરીદું છું ત્યાં પણ પાછી જ આપું છું હું ઘણીવાર મારા મિત્રો પાસેથી પણ પુસ્તકો ખરીદી લઉં છું અને જે મને ઓછી કિંમતે મળી રહે છે